હેલો કાનજીભાઈ ઠાકોર વાત કરો છો હા હું કોમલબેન બોલું છો મેં ગઈકાલ સાંજે તમારી ટેક્સી નોંધાવી હતી હા જી મેં તમને સ્થળ બતાવ્યું તું ને કે શાહીબાગની સોસાયટીથી તમારે મને લઈ જવાની છે હા તો તમે કેમ હજુ સુધી પહોંચ્યા નથી જે જગ્યા બતાવતી હતી તે સ્થળે જુઓને હું છેલ્લા એક કલાકથી તમારી રાહ જોવું છું તમારો ફોન બી લાગતો નથી મારી બે વાગ્યે મારે મિટિંગમાં જવાનું છે અને મારા સાહેબનો બી ફોન આવે છે ક્યારનો ને મારે સમયસર મિટિંગમાં પહોંચવાનું છે તો તમે મને જણાવશો શું તકલીફ થઈ છે હા પણ સાંજે તમે એવું કહ્યું તું કે હું સમયસર તમારા સ્થળે પહોંચી જઈશ કારણ કે મારે સાહેબનો ફોન આવે છે તમને કેટલી વાર કહું હા તો મને કહો કે તમે કેટલા સમયમાં આવો છો અહીં અહીં ગરમી પણ બહુ જ લાગે છે તો મહેરબાની કરીને જલ્દી આવો અને મેં કીધેલા સ્થળ પર આવી જજો કેમ કે મારે સમયસર હા જી હા કાનજીભાઈ ટ્રાફિક છે હા તો વાંધો નહીં તમે આવો પર જેટલું જલ્દી બને એટલું જલ્દી કરજો હા કાનજીભાઈ હા તમારો આભાર